સંગીત મારી દુનિયા છે મને ગાવાનું ખૂબ જ સારું લાગે છે શક્ય હોય તો હું મારી કારકિર્દી સંગીતમાં જ બનાવવા માગું છું મને દરેક વાજીંત્રો સાથે ગાવાનું ખૂબ પસંદ છે સંગીત એક એવી વસ્તુ છે જેનાથી તમે કેટલા પણ માનસિક તણાવમાં હોવ કેટલાં પણ ટેન્શનમાં હોવ તો એ ટેન્શનમાંથી તમને મુક્ત કરી આપે છે સંગીતની કોઈ ભાષા નથી હોતી તે બધી જગ્યાએ સાંભળવામા આવે છે અને વાંજીત્રોની વાત કરીએ તો હું દરેક વાજીંત્રની સાથે ગાઈ શકું છું પણ ખાસ કરીને મને ગીતાર બહુ પસંદ છે ગીટારની સાથે મને ગાવામાં ખૂબ જ આનંદ થાય છે